ગુજરાતમાં તો આમ જોવા જઈએ તો તાજેતરની ફિલ્મો બતાવવા માટે અથવા નવી ફિલ્મો બતાવવા માટે ઘણા બધા મલ્ટીપ્લેક્સ અને મૂવી થિએટર છે મુખ્યત્વે આમાં જોવા જઈએ તો પીવીઆર આઇનોક્સ પછી કે કોમ્પ્લેક્સ મલ્ટીપ્લેક્ષ મોટા મલ્ટીપ્લેક્ષ આના સિવાય સીનેમેક્સ અને આ ટાઇપના ઘણા બધા મૂવી થિએટર્સ છે પણ આ બધા મલ્ટીપ્લેક્ષ અને મૂવી થિએટરનો પ્રોબ્લેમ એ છે કે આ બધાની ટિકિટ બહુ વધારે છે ખાસ કરીને પીવીઆરની વાત કરવા જઈએ તો લગભગ એક ટિકિટ્સ નવી પિક્ચરની નવા મૂવીની ચારસોથી સાડા ચારસો રૂપિયાની આવે છે અને એમાં માનીલો તમે પોપકોર્ન અને એવું બધું એન્ટ લઈ લો તો લગભગ એક વ્યક્તિની પાછળ સાતસોથી આઠસો રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અને ચાર જણાનું ફેમિલી જો મૂવી જોવા જાય તો ચાર હજાર રૂપિયાથી વધારેનો ખર્ચો થાય છે એટલે મારા હિસાબે આ ભાવ જે છે આને ઘટાડવા જોઈએ અને આ પીવીઆર જ નહીં દરેક થિએટરમાં કોઈ પણ થિએટરમાં કે મલ્ટીપ્લેક્ષમાં ત્રણસો રૂપિયાથી ઓછી ટિકિટ હોતી નથી અને આમાં શનિ રવિવારે જાવ તો એમાંય સો દોઢસો રૂપિયાથી વધારાની ટિકિટ હોય છે જેના લીધે ખાસો બધો ખર્ચો મૂવી જોવામાં થઈ જાય છે